ગુજરાતમાં શિક્ષણ મેળવતી વખતે વિદ્યાર્થીઓને અમુક પડકારોનો સામનો કરવો પડે છે જેવા કે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલની ફી વધારે હોય છે ઘણીવાર માતાપિતાએ પોતાના છોકરાઓની ફીઓને લીધે એમને સારી શિક્ષણ કરાવતી સંસ્થાઓમાં મૂકી નથી શકતા આ ઉપરાંત પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અને ક્લાસરૂમની ઘટ હોય છે ક્લાસરૂમની હાલત પણ ઘણીવાર સારી નથી હોતી ત્યાં પીવાનાં પાણીની શૌચાલયની પૂરતી વ્યવસ્થા નથી હોતી આ સાથે સાથે દૂરનાં ગામોમાં શાળાઓ ના હોવાથી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ઘરથી દૂર જવું પડે છે અને આ વખતે એમને આવન જાવન માટે સાધન મળવામાં પણ મુશ્કેલી પડતી હોય છે